અરવલ્લી જિલ્લામાં ઊગતા મુખ્ય પાક તો ઘણા બધા છે જેવા કે ચોખા શેરડી ઘઉં કપાસ અનાજ કઠોળ ફળો તમાકુ શાકભાજી આ બધા વગેરેના પાકો અરવલ્લી જિલ્લામાં ઊગતા હોય છે જેના કારણે આપણે સ્થાનિક તંત્રમાં ખાનપાનમાં તેનો મુખ્ય તરીકે ઉપયોગ કરી શકતા હોય છે જેના કારણે અનાજને વાવવાથી લઈને બજારમાં વેચવા સુધીની પ્રક્રિયા ખૂબ કઠોર હોય છે જે રીતે આપણે જો ખેડૂતો અનાજને વાવવાથી લઈને બજાર સુધી વેચવાની પ્રક્રિયા ચાલુ રાખશે તો આપણા માટે ખૂબ જ સારું છે આપણને દરેક દરેક પ્રકારના ચોખા શેરડી ઘઉં કપાસ અનાજ ફળો તમાકુ શાકભાજીઓ આવી બધી આપણને ખૂબ યોગ્ય લાગે છે ને આપણી પાસે વેચવામાં આવે છે જેમાં ઘણા બધા લોકો ફળો વાવતા હોય છે દાડમો આપતા હોય છે આ બધું આપણા ખેડૂતો માટે છે ને ખેડૂતો આપણા માટે કરે છે તો આપણને ખેડૂતોને આ બધું વાવવામાં પ્રોત્સાહન આપવું જોઈએ અને ઉત્સાહ પણ સારી સારી રીતે રાખવામાં જોઈએ